ઉત્તર ગુજરાતના પ્રવાસમાં આબુ અંબાજી દ્વારકા બેટ દ્વારકા ભુજ કચ્છ જેવાં ઘણાં સ્થળો છે જો આપણે અંબાજીની વાત કરીએ તો અંબાજીમાં અંબા માતાનાં દર્શન કરી ગબ્બર પર્વત પર પગથિયા અને લિફ્ટ બંને દ્વારા જઈ શકાય છે અમે પગથિયાં દ્વારા ગયાં હતાં અને એ પ્રવાસ દરમિયાન અમને ખૂબ જ આનંદ આવ્યો હતો આબુની અંદર પણ જોવાલાયક સ્થળો ઘણાં છે જેમ કે જૈન દેરાસરો ત્યાંની કલાકૃતિઓ બીજું કે સનસેટ પોઇન્ટ્સ ખૂબ જ આહલાદક સ્થળો છે તેવી જ રીતે કચ્છ ભુજની અંદર પણ ઘણાં સ્થળો જેમ કે કચ્છનું રણ સફેદ રણ માતા આશાપુરીનો આશાપુરાનો પ્રવાસ દર્શન મઢનાં દર્શન સરોવર દરિયા કિનારો જેવાં અનેક સ્થળો જોવાલાયક છે જે અમે જોયા છે દ્વારકામાં દ્વારકાધીશ ભગવાનનું મંદિર બેટ દ્વારકામાં હોડીમાં બેસીને બેટ દ્વારકા સુધી જવાની મજા બેટ દ્વારકામાં કૃષ્ણ મંદિરનાં દર્શન ખૂબ જ આહલાદક અને રમણીય સ્થળો છે જોવાલાયક સ્થળો છે જે ખૂબ જ આપણને આનંદદાયક લાગે છે